હા કોણ બોલો છો

હા હા હા અત્યારે તમે ક્યાં છો ઘરે જ છો કે કોઈ બહાર પ્રવાસ યાત્રામાં છો ઘરે જ છોને તમે હાં તો શું ખાધું હતુ રાત્રે જમવામાં શું લીધેલું ભાખરી શાક શેનું ખાધું હતું હ પેટમાં દુખવાનું કે બીજું કોઈ તકલીફ તમને એવું ખરા બેસતા ફાવે છે બેસતા ફાવે છે વઓમીટ જેવુ થાય છે ઘરગથ્થું કોઈ બીજી દવા લીધેલી હતી કે નતી લીધેલી

અન બીજા કોઈ ડૉક્ટરને બતાવેલું છે ખરા બતાવેલું નથી ઓકે હમ માથું દુ ખે છે રાતનું ઠંડીને કારણે દુઃખે છે કે પછી નહીં આ તબિયત બગડી એમાં જ દુખાવો થઈ ગયો હાં તો પેરસીટામોલ છે એ તમારી પાસે દવા છે અત્યારે અવેલેબલ હઁ તો તમે એ હોસ્પિટલ આવી શકો તો વધારે સારું બરાબર હોસ્પિટલ આવોને આ પાંચ પાંચ સામે દરમિયાન તમે હોસ્પિટલે આવી જજો ઓકે એને કે આવવું પડશે હા આવવું પડશે